આપણે ડિઝિટલ સાધનો અને ઈન્ટરનેટનો વધારે ઉપયોગ કરતા થયા છીએ આને કારણે વ્યક્તિગત મંતવ્ય અને કૌટુંબિક સંબંધો પર વિપરીત અસર પડી છે સતત નોટેફિકેશનો અને સોસયલ મીડિયા પર રહેવાથી મનોવ્યગ્રતા અને તણાવ વધે છે સતત મોબાઈલ ચેક કરતાં રહેવું એ માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે ઓનલાઈન ગતિવધિઓમાં ખાનગી માહિતીની ચોરી અને હેકિંગનાં જોખમો વધ્યાં છે ડેટા સુરક્ષા જાળવવી તે ખૂબ જ અગત્યની બાબત છે સ્ક્રીન ટાઇમ વધારે થવાથી આંખોની તકલીફ માથાનો દુઃખાવો અને થાક જેવું થતું રહે છે આ સાથે બેઠાં બેઠાં કામ કરવાથી શરીરના વિવિધ ભાગોમાં પીડા થાય છે ઘણાં લોકોએ ઓનલાઈન શોપિંગ અને ગેમિંગ પર ખૂબ પૈસા ખર્ચ્યા આથી આર્થિક નુકસાન પણ વધ્યું છે ટેક્નોલૉજીની ભરમાર ઉપયોગથી અન્ય ક્રિયાઓમાં ભાગ લેવાનું બંધ થઈ ગયું આથી કૌટુંબિંક અને સામાજિક વિમુખતા વધી સતત ડિજિટલ મીડિયાનો ઉપયોગ આપણને માનવતા અને સંવેદના ખોઈ બેસીએ છીએ અને અન્ય લોકોની લાગણીઓને સમજવામાં અને સહાનુભૂતિમાં કમી આવી છે આ બધાં કારણોસર ટેકનોલોજીનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કરવો બહુ જરૂરી છે